જયારે આપણે ક્લાઇમ્બિંગ કરવાં જઇએ છીએ ત્યારે આપણી સાથે આપણાં મિત્રો ગ્રૂપ બધા જ સાથે સુમેળ રાખવો ખૂબ જરૂરી હોય છે કારણ કે ત્યારે આપણે જમીની સ્તરથી ઉપર જતા હોઈએ છીએ ત્યારે આપણાં સાથે આપણાં ગ્રૂપ સિવાયનું બીજું કોઈ આપણને વધારે પડતું જોવા મળતું નથી તો ત્યાં રહેલા તમામ મિત્રો સાથે આપણે સારી રીતે વર્તવું જોઈએ અને બધા જ સાથે સુમેળ રાખવો જોઈએ અને વાત કરીએ કે મને ક્યારેય એવું પ્રસંગ બન્યો છે કે મેં કોઈની મદદ કરી હોય તો હા એક વખત મારા મિત્રને જયારે અમે ચઢાણ ચઢતાં હતાં ત્યારે એ ચઢતાં ચઢતાં એનો પગ લપસી ગયો હતો અને જયારે તેનો પગ લપસ્યો ત્યારે એ ખાઈની બિલકુલ નજીક હતો અને જો મેં એનો હાથ પકડ્યો ના હોત તો એ ખાઈની અંદર પડી જય જવાનો હતો કારણ કે ત્યાં આગળ ખૂબ ફિસલન અને લપસણું હતું તો માટે હંમેશા આપણે સુમેળ રાખવો જરૂરી છે જયારે આપણે કોઈ ચઢાણવાળી જગ્યાઓ પર ગ્રૂપમાં એક સાથે જતાં હોય ત્યારે